હલો હા બોલો હા હા બોલો બોલો સાહેબ ઓકે ઓકે ઓકે ઓકે ઓકે ઓકે હં ડિટેલ્સ નાખવી પડે હા એમાં એક્ચુલી હં ઓકે ઓકે હમ હમ હા એટલે એમાં એક્ચુલી કેવું હોય છે આ એમાં એક્ચુલી એવું હોય છે કે તમે જ્યાં મોટી કમ્પનીઓમાં જાઓ ને તો એ તમારું બે વરસનું કમ્પલસરી કરાવે એક તો મેડીક્લેમ તમારું હોવું જોઈએ ને એક ટર્મ પ્લાન તમારી પાસે હોવું જોઇએ એટલે કોઈપણ લાઇફ કવર તમારું હોવું જોઈએ ને મેડિકલ કવર હોવું જોઈએ એટલે હેલ્થ કવરમાં કેવું છે કે ફેમિલી કેવડું છે તમારી એજ કેટલી છે ધારો કે અત્યારે તમારી એજ કેટલી છે થર્ટી સિક્સ ઓકે એટલે તમે હસબંડ વાઇફ અને બે છોકરાઓનું કવર કરાવો તો અત્યારના સમય મુજબ તમારા માટે પાંચ લાખ રૂપિયાનું મેડિક્લેમ કવર હોવું જોઇએ કે તમે હોસ્પિટલાઇઝ થાઓ કોઈ પણ રીતે તો પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચો હોય તમને ઇન્સ્યોરન્સ કંપની છે એ પ્રોવાઇડ કરે એના માટે સારા પ્લાનમાં જોઈએ તો ચોલામંડલમનો સારો પ્લાન આવે તો એમાં નિયર બાય અપરોક્સ હું અત્યારે તમને ગણતરી નથી કરતો પણ એપ્રોક્ષ તમને કહી દઉં કે ત્રીસથી પાંત્રીસ હજાર આજુબાજુ તમારું યરલી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આવે બાર મહિનાનું જેમાં તમે તમારા વાઈફ અને તમારા બે છોકરાઓ કવર થાય આમાં મેરીડ નથી તો તમારાં મમ્મી પપ્પાને તમારે સાથે લેવા પડે ફેમિલી કવર હોય જનરલી હં એટલે હા ફેમિલી કવર રાઇટ અને એમાં એમાં અનલિમિટેડ આના જે પ્લાન્સમાં કેવું હોય કે અનલિમિટેડ તમને રીન્યુઅલ મળે કે ધારો કે એક વખત હોય એક વર્ષમાં એક જ વખત તમે એડમિટ થવાના છો એવું નથી ક્યારેક ક્યારેક એવું બી થાય કે બે વખત કે ત્રણ વખત બી હોસ્પિટલાઇસ થવું પડે તો એના માટેના તમને જેટલી વખત કરવા હોય જેટલી વખત તમારું ઇન્સ્યોરન્સનું જે વીમા પ્રીમિયમ છે ધારો કે તમારી રકમ છે એ પૂરી થઈ ધારો કે આ વખતે તમે પાંચ લાખ વાપરી નાખ્યા તઓ બીજી વખત હોસ્પિટાલાઈસ થાવ તો ત્યારે ફરીથી તમને પાંચ લાખ રૂપિયા વાપરવા મળે એ રીતે મળે એ જ ટાઇમે તમે પાંચ લાખ રૂપિયા સુધી હોસ્પિટલનું બિલ ચૂકવી શકો આમાં આ રકમ પાંચ લાખની બદલે દસ લાખ પણ આપણે કરવી હોય તો કરી શકીએ તો પણ એ મુજબનું પ્રીમિયમ તમારે ભરવું પડે

હં એ હા એ એ પ્રમાણે હા ફેમિલી કવર લેવું હોય તો હા હા અને હા બીજું એક તમારું લાઇફ કવર હોવું જોઇએ લાઇફ કવર માટે એવું છે કે જે કોઈ વ્યક્તિ કમાતો હોય ને એ કમાનાર વ્યક્તિનાં લાઇફ કવર કમ્પલસરી હોવું જોઈએ એનો એક અમારી ઇન્સ્યોરન્સ કંપનીઓમા એવું છે કે એનો એક રુલ્સ છે એમ કે તમારી વાર્ષિક આવક કેટલી છે એ વાર્ષિક આવકનાં વીસ ગણું તમારું લાઇક કવર હોવું જોઈએ ધારો કે અત્યારે તમારી વાર્ષિક આવર હં ટવેલ લાખ પર એનમ છે તો તમારે નહીં ડબલ નહીં વીસ ગણું એટલે તમારે તમારો ટર્મ પ્લાન છે ને હા વીસ ગણો એટલે તમારો હા તમે તમે અત્યારે ધારો કે દર વરસે બાર લાખ રૂપિયા કમાવો છો તો મહિને લાખ રૂપિયા કમાવ છો બરાબર તો તમારી લાઇફ સ્ટાઇલ અને તમારા છોકરાઓની લાઇફ સ્ટાઇલ એવી હશે કે જેને તમે કદાચ હાજર નથી તો તો એમને બે કરોડને ચાલીસ લાખ રૂપિયાની જરૂર પડશે એમનું જીવન ગુજારવા માટે હા એમને હવે વ્યવસ્થિત સર્વવાવલ માટે કેમકે એ કદાચ કામ નહીં કરે ને આ રકમને કોઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરે ને તો એમાંથી એમને આવક મળે જેમાંથી એમનું જીવન ચાલ્યા કરે બરાબર છે એટલે એ એમાં એક્ઝેક્ટલી તમારે ગણતરી કરવી પડે એમાં ગણતરી કરવી પડે પણ જનરલી તમારું જો આપણે બે કરોડનું પ્રીમિયમ લેવા જઈએ ને તો તમારી થર્ટી મિનિમમ તમારે પચાસથી સાઠ હજાર રૂપિયા એન્યુઅલ પ્રીમિયમ આવે કે જે તમને ટેક્સમાં બી બેનિફિટ કરે તમે ધારો કે બાર લાખ રૂપિયા તમારી સેલેરી હશે તો તમે સામે ટેક્સ પણ પે કરતા હશો તેમાં એટી સીમાં તમને ડિડકસન મળે કે તમે જે પ્રીમિયમ ભરો છો એ તમને ટેક્સમાં ડિડકસન મળવાનું છે એટલે હા હા એ તમારે ભરવાના એ તમે જેટલા વરસ ભરો ત્યાં સુધી તમારું લાઇફ કવર ચાલુ રહે

હા એમાં પર્સિયલી ડિસેબીલીટી હોય હા તમારું ધારો કે કોઈ શરીરનાં અંગ કપાઈ ગયું છે અથવા તો એવું કોઈપણ રીઝન છે તમે બે કમ્પ્લેટલી બેડ રેસ્ટ પર આવી ગયા છો તમે કામ નથી કરી શકો એમ તો પણ ટર્મ પ્લાન છે તો પણ તમારો એ પાસ થાય એમાં

હં ઓકે હા ચોક્કસ ચોક્કસ તમ તમારે હા ઓકે ઓકે સાહેબ ઓકે હા બોલો બાય હા ઓકે ઓકે હા સારું થેન્કયુ